પાણીને ગાળવા અને શુદ્ધ કરવા આપણે જોઈએ તો પહેલાં તો પાણીને ગરમ કરીએ કોઈ વ્યક્તિ પાણીને ગરમ કરે છે પછી શુદ્ધ કરવા માટે કોઈ એક મશીન પેલું એકવાગાર્ડનું લગાવે છે અને અમુક અમુક અલગ અલગ જેનું જેવુ માઇન્ડ મગજ છે એ પ્રમાણે વિચારથી અલગ અલગ કામ કરે છે પછી આપળે અમુક પેલું એ રાખે છે કે એનાં પરથી પાણી શુ શુદ્ધ થાય કોઈ ઈચ્છે કે ભાઈ સવારને બહુ સવારે ઊકાળે છે ગેસ પર અને એ રીતે અલગ અલગ રીતે ગરમ કરે છે તો રાખે છે કોઈ એવું છે કે સવારે ઊઠીને પાણી ભરે છે કે ભાઈ શુદ્ધ પાણી અમે કોર્પોરેશનનું ડાયરેક્ટ ભરી લઈએ એ શુદ્ધ હોય છે પછી કોઈ હોય છે કે ભાઈ ધારો કે પાણી આપણે ડાયરેક કોઈ અલગ અલગ જગ્યા મળે છે તો કે શું કહે આવી રીતે અલગ અલગ ઉપચરો ઉપચારો છે એના બહુ ઉપચારો છે દરેક રીતે આપણે જોઇ શકાય તો કરી શકાય એ કે જેનું જેવા વિચારો જેની જેવી સોચ જ્યાં તરફ જાય એવી રીતે લોકો કરે છે કેમકે વ્યક્તિ અલગ અલગ દરેક હોય છે દરેકનું મગજ અલગ અલગ પ્રમાણે કામ કરે છે એવી રીતના તે અલગ અલગ કરે છે